હા ગુજરાતી ભાષા અંગે પણ અમુક સામાન્ય ગેરસમજો ઘણી વખત જોવા મળતી હોય છે સૌથી પહેલાં તો લોકો એવું માનતા હોય છે કે ગુજરાતી ભાષા છે તે માત્ર ગુજરાત પૂરતી સીમિત છે તેનું વૈશ્વિક સ્તરે કોઈ પણ પ્રકારનું મહત્ત્વ નથી આ તેની સૌથી પહેલી માન્યતા પણ ગુજરાતની બહાર પણ જો જઈએને તો ઘણી વખત બહારના રાજ્યોમાં પણ તમને અમુક જગ્યાએ મળી જાય છે કે તેમને ગુજરાતી બોલતા અને ગુજરાતી સમજતા લોકો બહુ સરળતાથી મળી જાય છે જેમ કે મહારાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને માં મુંબઈના અમુક પેટા ભાગો કહી શકાય જેમ કે ઘાટકોપર છે કે દહીંસર છે આવી દરેક જગ્યાએ તમને ગુજરાતી બોલતા લોકો ઈઝીલી મળી જાય છે ઇવન ભારતની બહાર પણ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે યુએસએ યુકે કેન્યા આફ્રિકા આવા અનેક જગ્યાએ પણ એટલી બધી ગુજરાતી કમ્યુનિટી વસી રહી છે કે એ લોકોએ આખો એક પ્રદેશ એ ગુજરાતી પ્રદેશ જેવું બનાવી દીધો છે કે ત્યાં લોકો આવે છે તો તેને ગુજરાતી શીખવા માટે મજબૂર થવું પડે છે એટલે ગુજરાતી ભાષા તે માત્ર ને માત્ર આપણા રાજ્યો પૂરતી સીમિત નથી હા બહાર તેનો ઉપયોગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પણ ના એનો ઉપયોગ કરવાવાળા લોકો ઘણા છે બીજી વસ્તુ એ કે ગુજરાતી ભાષા બોલતી વખતે તમારે વ્યાકરણને ધ્યાનમાં રાખવાની જરૂર નથી અથવા તો લાઈક જે લોકો શીખતા હોય તેને હા તો આપણે ગુજરાતી બોલતા વખતે કંઈ વ્યાકરણને ધ્યાનમાં લઈને શીખ્યા નથી હોતા પણ હા એનું વ્યાકરણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એનું વ્યાકરણ ઘણું મહત્ત્વનું વસ્તુ છે આ ઘણી બધી બાબતો છે કે જે તમને ક્યારેક બોલવામાં અમુક પ્રકારે અમુક સવાલો પેદા થતા હોય કે વસ્તુને કેમ બોલીએ કેમ ન બોલવું છે તો એવા સમયે કે વ્યાકરણ છે તે તમને ઘણી બધી સહાયતા પૂરી પાડી શકે છે અને કોઈપણ ભાષામાં વ્યાકરણ હોય છે તે ભાષા શીખવા માટે ભલે મહત્ત્વનું ન હોય પણ ભાષામાં થતી અમુક ભૂલો છે તેને દૂર કરવા માટે તમે વ્યાકરણનો સહારો છે તે જરૂરથી લઈ શકો છો તેમ ગુજરાતી ભાષામાં પણ તમે વ્યાકરણનો સહારો લઈ શકો છો ત્રીજી બાબત એ છે કે લોકો કહે છે કે ગુજરાતી બહુ સરળ છે એને શીખવી બોલવી સમજવી લખવી બધું બહુ સહેલું છે પણ ના અંગ્રેજી ભાષા કરતા પણ કદાચ કહી શકાય કે ગુજરાતી ભાષાને શીખવી વધારે અઘરી છે ગુજરાતી ભાષા પાસે વિશાળ શબ્દકોશ છે વિશાળ શબ્દભંડોળ છે ઉપરાંત તેના એકના એક શબ્દના તમને અનેક અર્થ પણ જોવા મળતા હોય છે માત્ર તમારી બોલવાની ઢબ ફરી જાય તો એના ઉપરથી આખો અર્થ ફરી જાય ગુજરાતી ભાષામાં આ ઉપરાંત એકના એક એક જ રીતે બોલતા શબ્દોના પણ ક્યારેક અલગ અલગ રીતે અર્થ નીકળી શકે છે તો આ એક ગુજરાતી ભાષાનો મહિમા કહી શકાય ગુજરાતી ભાષા પાસે પોતાનું બહુ વર્ષો પુરાણ કે રાજા મહારાજાના સમયમાં લખાયેલા શબ્દકોશ છે અને તેનું વ્યાકરણ પણ છે જેમ કે સિદ્ધહેમશબ્દાનુશાસન છે કાવ્યાનુંશાસન છે આ ઉપરાંત ભગવદ્ગોમંડળ છે જેમાં ભગતસિંહજી મહારાજે ગુજરાતી એન્સાઇક્લોપીડિયા જે કહી શકાય એટલે જે શબ્દકોશ છે જેની અંદર કરોડોની સંખ્યામાં ગુજરાતી શબ્દ સમાવેશ કરવામાં આવ્યો છે તો આટલા શબ્દો અંગ્રેજી ભાષા પાસે પણ નહીં હોય એટલે કે અંગ્રેજી ભાષા પાસે જેટલો સમૃદ્ધ સ શબ્દ સાહિત્ય નથી એટલું ગુજરાતી ભાષામાં અત્યારે અવેલેબલ છે તો આમ ગુજરાતી ભાષા છે તે વ્યાપક રીતે ઉપયોગી છે એનું ગ્રામર પણ ઘણું મહત્ત્વનું છે ઘણી વખત તેવું આપણને જોવા મળે છે કે ઘણા એવું કહે છે કે ગુજરાતી ભાષાને ટેકનોલોજીના સ્તરે ઉપયોગ કરવી તે કપરી બનતી જાય છે પણ ના આજની તારીખે તમે કંઈ બહુ સરળતાથી વોટ્સેપમાં ઇન્સ્ટાગ્રામમાં કે ગૂગલ પર પણ આપણે જી બોર્ડ એટલે કે ગુજરાતી ગૂગલ બોર્ડ છે ઉપયોગ કરી શકીએ છીએ અને ગુજરાતીમાં આપણે ટાઈપિંગ કરી શકીએ છીએ અને સામેથી ગુજરાતીમાં જીવન ચેટજીપીટી એઆઈ છે મેટા એઆઈ છે જેમીનાઈ છે બધામાં તમે ગુજરાતીમાં પ્રશ્ન પૂછો તો તમને સામે ગુજરાતીમાં પણ જવાબ મળી શકે છે એટલે હવે ભાષા વૈશ્વિક બનતી જાય છે ઉપરાંત ટેકનોલોજી પણ ગુજરાતી ભાષાનો સ્વીકાર કરતી જાય છે તો આમ ગુજરાતી ભાષા અંગે ઘણી બધી ગેરસમજો ઘણા બધા વ્યક્તિઓને હોય છે તે હવે દૂર કરવાની જરૂર છે અને ગેરસમજો સમયે સમયે દૂર થતી પણ જાય છે તે બહુ સારી બાબત છે